ફૂટવેરમાંથી બોલો છો હા તો મારે શૂઝ ખરીદવા છે તો તમારી પાસે કઈ કઈ વેરાયટીમાં કઈ કઈ છે શૂઝમાં આઇટમ

હં તો મને આ બ્રાઉન કલર બ્રાઉન કલરવાળા શૂઝ બતાવોને હા તો તેની હા તો તે બતાવોની તેની સાઇઝ શું છે એવું છે તો એમાં કોઈ બીજો કલર નથી બ્લુ ને પર્પલ ગમ્યો તો સેન્ડલમાં સેન્ડલમાં કઈ કઈ છે આઈ રહ્યા આ ઉપરવાલી બતાવોને આ બ્લેક કલરમાં સેન્ડલ છે એ એની શું પ્રાઇઝ છે

થોડું ડિસ્કાઉન્ટ ની થસે

હા તો એ પછી સાઈડ પર રાખો હું આવું છું થોડીવારમાં થોડા ટાઈમમાં આવું છું હં ચાર ચારથી પાંચ વાગ્યા સુધીમાં આવી રઈશ

બીજું તો કઈ નથી જોઈતું